ગુજરાતમાં સરકારની ભૂમિકા બદલાઇ રહી છે એવું આપણને જોવા મળે છે પહેલાંના જમાનામાં જ્યારે પોલિટિકલ્સ છે એ કોઇ જાતિ આધારિત પોલિટિકલ કરવામાં ન આવતું હતું સર્વ સમાજને સાથે લઈ અને ચાલી અને પોલિટિક કરવામાં આવતું હતું પરંતુ એક એવું રાજ્ય છે કે જ્યાં ભારતની અમુક પાર્ટીઓ જે છે એ પાર્ટીઓની પ્રયોગશાળાઓ છે કે જેમાં અલગ અલગ પ્રકારથી આ લોકો જાતિ આધારિત સમીકરણો બનાવે છે હિન્દુ મુસલમાન શીખ ઇસાઈ જેવા મુદ્દાઓ પર આ લોકો ચર્ચા કરે છે અને સમાજને અલગ માર્ગ ઉપર લઈ જઈ અને પોતાનો સામાજિક રાજકીય રોટલો શેકે છે આવી રીતે જોવા જઇએ તો ગુજરાતમાં સરકારની ભૂમિકા સમાજ પ્રત્યેની બદલાયેલી જોવા મળે છે